મોટાભાગે અમારે ઉનાળાનાં વેકેશન દરમ્યાન જ કોઇપણ જગ્યાએ મુસાફરી કરવાનું થતું હોવાથી સૌપ્રથમ અમે અમારી રજાઓ પ્રમાણે શહેર નક્કી કરીએ છીએ ત્યારબાદ જરૂરી હોટૅલ બૂક કરીએ છીએ જવા આવવા માટે કઈ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા અમારા માટે અનુકૂળ રહેશે તે જોઇએ છીએ અને તે સમય પ્રમાણે બૂક કરી દઇએ છીએ અને ત્યારબાદ ત્યાંના ફરવાલાયક સ્થળોની યાદી બનાવીએ છીએ અને તેને દિવસમાં વિભાજિત કરી અને પછી જ અમે કોઇપણ જગ્યાએ મુસાફરી કરવાનું અ રાખીએ છીએ